ગુજરાતમાં શિક્ષણની પ્રણાલી સુધારવા માટે મુખ્ય પહેલ તો શિક્ષણની જાગૃતિ લાવવા માટે અલગ અલગ ગામડાઓમાં તાલીમો કરવી પડશે શિક્ષણનું મહત્ત્વ સમજાવવું જોઈએ શિક્ષણથી ફાયદા થતા હોય તે સમજાવું જોઈએ શિક્ષણ શું શું ન કરી શકે તેના વિશે પણ કાર્યક્રમ અમલમાં મુકવા જોઈએ અને શિક્ષણ નીતિ જેની અંદર મધ્યમવર્ગના લોકો છે જે ઉચ્ચ શિક્ષણ મેળવી શકતા નથી તેના માટે સરકારે પણ પગલાં લેવાં જોઈએ છે જે અને તેને યોગ્ય શું કહે રાહત મળી રહે અને યોગ્ય શિક્ષણ મળે તેનું સંપૂર્ણપણે ધ્યાન પણ સરકારે રાખવું જોઈએ